હલ્લો હા હલ્લો હું એડ એડમિનિસ્ટર બોલું છું તમે નીટની એકઝામ માટેનું ફોર્મ ભર્યું હતું પરંતુ હવે આજે ફોર્મની ફીસ ભરવાની લાસ્ટ ડેટ છે પરતું તમે હજુ ફીસ ભરી નથી હા તો જણાવી શકો છો કોઈ કારણ કે તમે કેમ નથી ફીસ ભરી કારણ કે જો તમે ફીસ ભરશો નહીં તો તમારું આ ફોર્મ કેન્સલ થઈ જશે તો શું કરું કેન્સલ કરી મૂકું તમે નથી ભરી શકો તો એવું હોય તો હું તમારી ફીસ ભરી દઉં પરંતુ તમે મને થોડા દિવસો પછી મને પેમેન્ટ કરી દેજો પર્સનલી હું તમારી સિચ્યુએસનને સમજી શકું છું એટલે મારી સલાહ છે કે હું ભરી મૂકું પરંતુ પછી તમે બે ચાર દિવસમાં મને પ્રસનલી મળીને આ જે ફીસ હોય જે પણ રકમ હોય તે મને આપી દેજો હ તો સારું હું તમારું આજે નીટ એકઝામનું તમે જે ફોર્મ ભર્યું છે તે કેન્સલ નહીં કરું ને એમાં મારી પ્રર્સનલી તમે હમજીને ફીસ ભરી મૂકું ને પછી ત પછીથી તમે મને જે પણ રકમ હોય તે આપી દેજો હા હા હું મૂકું હા બાય